અમે અમારા મિત્રો અને પરિવાર સાથે પિકનિકમાં જવા માટે ગીરનાર બોરદેવી આવી ડુંગર ઉપર આવેલી જગ્યાઓ માટે જવાનું પસંદ કરીએ છીએ કારણ કે ત્યાં શાંતિ હોય છે વધુ પબ્લિક ન હોય અને ત્યાં આહલાદક દ્રશ્યો જોવા મળે આ રીતનો જે અનુભવ હોય છે ત્યાં અમે જવાનું પસંદ કરીએ છીએ કારણ કે ગીરનાર પર જઈએ રજાના દિવસોમાં ગીરનાર પર જઈએ ત્રણ ચાર કલાક એટલું ચડવાનું છે ત્યારબાદ ત્યાં ડુંગર પર પહોંચીને મસ્ત વાદળા લીલાછમ્મ ઝાડવા લીલોછમ્મ નજારો માણીએ છીએ આમ ડુંગરોની વચ્ચે જઈ અને જે આહલાદક નજારો જોવા મળે છે એ નજારાની વાત જ અલગ હોય છે આ રીતનો નજારો બીજે ક્યાંય જોવા મળતો નથી જુનાગઢમાં આવેલો ગીરનાર પર્વત એ પિકનિક માટે પોતે જ એક ખૂબ જ સુંદર સ્થાન છે બોરદેવી એ પણ ગીરનાર નીચે આવેલી એક જગ્યા છે જ્યાં ખૂબ જ વિશાળ મેદાન છે થોડુંક બાઈક પર જવાનું હોય છે પરંતુ થોડુંક ઉપર ચડ્યા પછી બાઈક પર ત્યાં જે ખૂબ જ મોટું મેદાન હોય છે આજુબાજુ ઊંડી ખીણ છે આ રીતની જગ્યાઓ આવેલી છે ત્યારબાદ એક જટાશંકર મહાદેવનું મંદિર આવેલું છે જે ગીરનાર તળેટીમાં છે આ જટાશંકર મહાદેવના મંદિરની જટામાંથી એક નદી નીકળે છે આ નદીના જટાશંકરની નદી કહેવામાં આવે છે જટાશંકર જવા માટે અડધીક કલાક જેટલું ટ્રેકિંગ કરવું પડે છે આ ટ્રેકિંગ કર્યા બાદ તમે અદભૂત નજારો જોઈ શકો છો ને જટાશંકર મહાદેવના દર્શન કરી શકો છો જટાશંકર મહાદેવના દર્શનની ખૂબ જ આહલાદક હોય છે ત્યાં જટાશંકરમાંથી એક નદી નીકળે છે આ નદી પણ ખૂબ જ જોવાલાયક છે ત્યાં નાવાની પણ મજા આવે છે ત્યાં કેટલી બધી પબ્લિકો નાહવા આવે છે જટાશંકર મહાદેવના દર્શન કરી અને આશીર્વાદ પામે છે આ રીતના જટાશંકર મહાદેવનું મંદિર પણ ખૂબ જ આહલાદક જગ્યા છે જટાશંકર મહાદેવના મંદિરે જવા માટે બે રસ્તા છે એમાં એક રસ્તામાં તમારે ટ્રેકિંગ કરીને જવું પડે છે જે અંદરથી જંગલમાંથી જાય છે બીજો રસ્તો છે એ પણ જંગલમાંથી જાય છે પરંતુ બીજા રસ્તા પર ત્યાં પબ્લિક આવેલી હોય છે પબ્લિક આવે છે એટલે કે સીડીઓ આવેલી હોય છે ત્યાં રોડ બનાવેલો હોય છે આ રસ્તે જવા માટે સીધે સીધું જ ગીરનારની નીચેથી જવાય છે પરંતુ જે કેડી રસ્તો છે ત્યાં એક નદી ક્રોસ કરી અને એના પછી એક રસ્તો નીકળે છે આ રસ્તા પર તમે ટ્રેકિંગ કરી અને જઈ શકો છો આમ જવાથી આમ ખૂબ જ આનંદ આવે છે અને જુનાગઢના જંગલમાં સિંહો પણ વધારે છે આવા જંગલમાં જવાથી એક અજાણ્યો ડર રહે છે કે કોઈક જંગલી જનાવર સામે આવી જાય તો શું કરવું આ શું કરવું આ બધા મિત્રો સાથેના ડર અને મસ્તી સાથે ક્યાં રસ્તો પૂરો થઈ જાય છે તે ખબર જ નથી પડતી અને આ ડર માણવાનો પણ એક અલગ જ આનંદ છે આવી રીતના અલગ અલગ જગ્યાઓ પર ટ્રેકિંગ કરી અને હું અને મારા મિત્રો અથવા તો મારા પરિવારજનો ડુંગર પર જવાની જગ્યા પસંદ કરીએ છીએ ત્યારબાદ એક શરકડીયા હનુમાનજી કરીને મંદિર આવેલું છે આ જગ્યાએ પણ એમાં ટ્રેકિંગ કરવાની ખૂબ જ મજા આવે છે આ જગ્યા પંદરથી વીસ કિલોમીટર દૂર આઘી છે ત્યાં જંગલમાંથી જવું પડે છે ત્યાં કેડી રસ્તો આવેલો હોય છે તેમાં બાઈક બાઈકો વાર જવું પડે છે અને જો આ જગ્યાએ તમે ચોમાસાંમાં જાઓ તો તો પ્રોપર ઓફ રોડિંગનો આનંદ માણો શકો કારણ કે ત્યાં માટી રસ્તો હોય છે એટલે કાચો રસ્તો હોય કેડી રસ્તો હોય છે આ રસ્તા પર તમે બાઈક લઈને જાઓ અને એમાં પણ વરસાદ આવ્યો હોય તો હું માટી એકદમ ચીકણી થઈ જાય છે આ ચીકણી માટી પર તમે બાઈક લઈને ગયા હો ક્યાંક પડો ક્યાંક લપસો કોઈકને વાગે આ રીતનો આનંદ માણવાનો પણ એક અલગ જ મજા છે અમે દોસ્તારો મિત્રો સાથે ગયા હોય ત્યારે ઘણી બધી રીતની મસ્તીઓ થાય જેમ કે કોઈક પડે તો ગમે રીતના મસ્તી કરે આ રીતના પણ ચોમાસાંમાં પણ ત્યાં જવાની એટલી જ મજા આવે છે ડુંગર પણ પણ ઘણી બધી ટેકરીઓ આવેલી છે જેમ કે લક્ષ્મણ ટેકરી છે રામ ટેકરી છે આ બધી ટેકરીઓએ જવા માટે પણ અલગ જ જંગલની વચ્ચોવચ ઘના જંગલમાંથી ટ્રેકિંગ કરીને તમારે જવું પડે છે આ ટ્રેકિંગ કરીને જવામાં પણ એક આનંદરમ્ય માહોલ આવેલો હોય છે આને માણવા માટે તમારે જુનાગઢ તો આવવું જ પડે